હલો હા કોણ એટલે તમારે ઇન્ટિરિયર ડિઝાઇન કરાવવું છે એવું કહો છો બરાબર પણ વાંધો નહીં થઈ જશે તમારે શું ઘરનું કઈ રીતે છે તમારું ટુ બીએચકે થ્રી બીએચકે શું છે બરાબર ત્રણ માળ છે એવું ને હા હા અને ઇન્ટીરીયર બરાબર થઈ જશે વાંધો નહીં આવે હં હં હં વાંધો નહીં તમને બધું આપણે બતાવી દઈશું એવું હોય તો એકવાર તમે અહીંયા આવો આપણે તમને હું બતાવું અમે જે કામ કરીએ છીએ એ બતાવું તમને એટલે તમને પણ આઇડિયા આવે કે અમે કઈ રીતે કામ કરીએ છીએ એક કા એક કામ કરો સાંભળો અમારી ઓફિસ છે એ આણંદમાં જ છે તમ તમારે આવો આપણે બેસીએ ચાય બાય પીએ તમને હું પ્લેન સમજાવું કઈ રીતે તમારે તમારું ઘરનું જે પહેલાનું જે દેખાવ છે અને પછીનો દેખાવ છે કેવો દેખાશે કંપ્યુટર પર અમે તમને બતાવી પણ શું એટલે તમે એકવાર આવો અમારી ઓફિસ આણંદમાં છે તમ તમારે આવો આપણે બેસીએ બરાબર અને તમારે ફોર બીએચકે છે એવું ને બરાબર ત્રણ માળનું છે એવું ને તો વાંધો નહીં આવે એમ તો થઈ જશે હા ખર્ચો તો હવે આમાં કેવું છે કે રિનોવેશન ને ઇન્ટીરીયર તો અમે તમને બનાવી આપીશું એટલે એમાં એવું હોય કે નકશાનાં પણ અલગ હોય અને કેવું કે અમે તમને પેલું એટલે આમાં કેવું કે તમારે નકશાના પણ અલગ હોય એ અમે જે

ના ના ના આપણે ઓફિસમાં જ બેઠો છું એ કદાચ પંખો ચાલું છે એટલે થોડો એવો અવાજ આવે છે એવું છે એવું હોય તો તમે એક કામ કરો આપણી ઓફિસે આવો આપણે વાત કરીએ છે ચાય બાય પીએ આપણે વાત કરીએ ઓકે ઓકે આવો આણંદની ઓફિસે આવો આવો હા હા ચાલો